હા આપણા ભારતમાં સૌથી જાણીતાને પોરાણીક રાજા અકબર અને બીરબલ બીરબલ જે પોત આપણા સમયમાં હો સૌથી વધાર હોશિયાર સલાહકાર હતા રાજા અકબરની અદાલતમાં મૂલ્યવાન સંપતિ હતા કેટલીક વાતથી સરળતાથી પોતાની બુદ્ધિ ઈવીનો ઉપયોગ કરીને મુશ્કિલાઓ મુશ્કિલમાંથી મુશ્કિલ મામલોનો સમાધાન કર કરી કરતાં હતા અને અદાલતમાં ત તેનો ઉકેલ લાવતા હતા